હ મેડમ મને છેને મારા છોકરા માટે ક્રિકેટ એકેડેમી જોઈન કરાવવી છે અને તો તમે કોઈ સારા એવા જોઈન કરી સકાય મતલબ કરવા લાયક હોઈ એવું કઈ સજેશન આપી શકો

હા તો એ કોચનું નામ શું છે હા અને કોચનું નામ ક્યાં આવ્યું અને ક્યાં આવ્યું અ છા આ યુનિવર્સિટીની બાજુમાં જે કલા કોરા કેન્દ્ર આવેલું એની પાછળ છે એ હા તો એનો સમય શું છે અ છા હા તો અને કેટલા કિંમતમાં એટલે કે કેટલા પૈસામાં કરાવે છે ભલે ચાલો ઓકે